અમારા વિસ્તારમાં મોટી જાહેર બેન્કો ઘણી બધી છે પણ લોન મેળવવા માટે અમારે ત્યાં બેન્ક ઓફ બરોડા સર્વોદય બેન્ક આઈ સી આઈ સી આઈ બેન્ક ઘણી બધી બેન્કો છે તમારે લોન લેવી હોય તો તમે બેન્ક ઓફ બરોડામાંથી સળ સરળ રીતે હપ્તા કરીને લઈ શકો છો